હેલો ગુડ મોર્નીંગ મેમ હાવ આર યૂ હ યસ હાવ આર યૂ ઓકે મેમ મેંં તમારી એડવર્ટાઈઝ ન્યૂઝ પેપરમાં જોઈતી આપની સ્કૂલમાં જગ્યા છે એઝ અ ટીચર ગુજરાતી ટીચરની તો મારે તમારી સ્કૂલમાં ઈન કેસ એઝ અ ટીચર તરીકે જોઈન્ટ થાવું હોય તો હું કેવી રીતે કરી શકું અને શું છે

ઓકે ઓકે મિન્સ મારું રીઝયુમ છે એ હું તમને મોકલી આપું ઓકે અને બાકી ઈન કેસ કેવી રીતે શું હશે મારે ઈન કેસ મારે આવવું છે તમારી સ્કૂલમાં તો કઈ મુજબ પહેલા તો મને સ્કૂલનો ટાયમિંગ તમે જણાવી શકશો

ઓકે ઓકે અને ટાયમિંગ શું હશે અંદાજે બાર વાગાથી ઈન કેસ સ્કૂલ ચાલુ થાતી હોય તો બારથી પાંચ હશે કે ટીચર્સને એકસ્ટ્રા ટાઈમ રોકાવું પડે ઓકે અચ્છા ઓકે અને મારે ગુજરાતી સબ્જેક્ટ માટે આવવું છે તો પછી મારે ખાલી બધાય પાઠને એવું ભણાવાનું રહેશે કે વ્યાકરણ કે બધું એ ભેગું કેવી રીતે હશે અથવા તો કોઈ મારી સાથે કોઈ બીજા સર મેડમ હશે કે જેને અમે ફિફ્ટી ફિફ્ટી કોર્સ કરી શકીએ કે બધું મારે એકલીને લેવું પડે વ્યાકરણ ઓકે એતો હું કરાવી દઈશ વાંધો નથી હ ઓકે એમાં જો વ્યાકરણમાં સૌથી પહેલા આપણે સામાનાર્થી વિરુદ્ધાર્થી છે એટલે સામાન્ય રીતે છથી આઠના બાળકો હોય તો આપણે એને આસપાસની વસ્તુ દેખાડીને કે વિરુદ્ધાર્થી શબ્દ હોય તો કે શું કે ઉપર તો નીચે તો આપણે એને દેખાડી શકીએ કે ઉપર કઈ મુજબ છે નીચે કઈ છે રાત દિવસ તો એને આપણે એ મુજબ એક્ઝામ્પલ આપી શકીએ અને કોઈ સમાસ કે એવું આવતું હોય તો સમાસ માટે એને આપણે ઉદાહરણ આપીને એ મુજબ કરી શકીએ છે નિપાત છે એવી રીતે અને કોઈ કવિતા હોય તો પ્રકૃતિની કોઈ કવિતા હોય તો હું એને પ્રકૃતિ મેન તો ખુલ્લું વાતાવરણ હોય ત્યાં લઈ જાઉ એને એના શબ્દ શું છે એના વિશે હું સમજાવી શકું હમ હા એમાંય ભણાવી શકું બાળકોને હું હેન્ડલ કરી શકું કે એમને રમત ગમત સાથે જ્ઞાન હું આપી શકું કે હા ઓકે સમજ્યા કે નાના બાળકો છે તો એને ઓકે ભણવું બહુ ના ગમતું હોય પણ હું એને કંઈ એવી ગેમ રમાડું કે જેમકે કોઈ કક્કાની રમત છે મારે એને કકો શિખવાડવો છે તો એના માટે હું એને વર્ડસની ગેમ શીખવાડીને કરાવી શકું છું હા ડાન્સિંગ દ્વારા અથવા તો આપણે જાણતા હોઈએ છે કે ઘણા બધા ગીત બાળગીત હોય તો બાળગીત દ્વારા એને હું બાળગીત શીખવાડી અને એના થ્રુ હું એને સમજાવી શકું હા એની સાથે હાવ ભાવ દ્વારા બધુંય લઈ શકાય હા ઈ થઈ જાય ઓકે અને ઈન કેસ આવું તો મારી સેલરી આપ શું આપી શકો મને

ઓકે ઓકે મેમ તો આઈ વિલ બી એઝ સૂન એઝ યુલ ટુ મીટ યૂ એન્ડ થેન્ક્સ ટુ આઈ હેવ ટુ વેરી